હલો ઈન્ડિયા ગેસ એજન્સીમાંથી વાત કરો છો હું અમદાવાદથી વાત કરી રહ્યો છું મારે ગેસની લાઇનનું એક કનેક્શન બદલવાનું છે જે હું અત્યારે પા અમદાવાદમાં પાલડી ચાર રસ્તે રહેતો હતો તે અમારે નોકરી અનુસાર સીલ બીજે જવાનું થયું છે તો મારે વાડજમાં રહેવાનું થયું છે તેના માટે મને સરનામું ફેરફાર કરવાનું છે તો મારે કયા ડોકયુમેંટની જરૂર પડશે તમારે તો એ હું આપી દઈશ તમે મને જણાવજો અને તે તમારે કેટલું અંતર થાય છે તે મને પણ કહેજો અંદાજે તો દસેક કિલોમીટર જેવું થાય છે મને ખ્યાલ છે એ પ્રમાણે પણ તોય મને એકવાર જણાવી દેજો એના માટે ગેસની લાઈનમાં શું શું તમારે જરૂરિયાત રહેશે એ મને કહેજો તો હું એ પ્રમાણે તમને કહી દઈશ અને તમે ક્યારે મને કહેશો ક્યારે બદલી જશે એના માટે મને જણાવજો તમે તો મને ખબર પડે આમાં મારે ફરજ હમણાં થોડાંક દિવસ પૂરતું અહીંયા છું પછી હુ ત્યાં શિફ્ટ થઈ જવાનો છું એના માટે હું અત્યારે જ અહીંયા પ્રક્રિયા કરી નાખું તો પછી આગળ જતા મને વાંધો ન આવે આભાર